હા ભારતના એવા ઘણા એવા વેપારીઓ અને નેતાઓ છે જેમના લીધે આપણો દેશ આગળ વધી ગયો છે બદલાઈ ગયો છે ધારો કે રતન ટાટા મુકેશ અંબાણી આપણા ધીરુભાઈ અંબાણી પછી આપણા નેતા નરેન્દ્ર મોદી કે લોકો છે જેમને આપણાં દેશમાં ઘણો બધો બદલાવ લાવ્યા આપણા દેશને આગળ વધાર્યો છે અને વાત કરીએ વેપારીઓની મોટા મોટા તો મુકેશ અંબાણી ધીરુ અંબાણી રતન ટાટા એ લોકો છે જેમણે નવી નવી કંપનીઓ ખોલી નવી નવી કંપનીઓ ખોલવાથી લોકોને રોજગાર મળી રહે છે આપણા દેશમાં ઘણા લોકોએ પહેલાં એવા હતા જેમને રોજગાર નહોતું મળી રહેતું ઘણા બધા લોકો હતા જે ગરીબ હતા અને મોટા મોટા વેપારીઓએ અલગ અલગ કંપનીઓ ખોલીને લોકોને રોજગાર આપ્યું છે અને લોકોની આ આજે મદદ થઈ રહી છે તો વેપારી લોકોએ આ બહુ સારી વસ્તુ કરી છે અને નરેન્દ્ર મોદી આપણા નેતા તો એ નેતાએ આપણા તો બહુ બહુ બધી વસ્તુ બદલી કાઢી આપણા દેશને આગળ લાવ્યા ટેકનોલોજી આગળ લાવ્યા ઇલેક્ટ્રિક કાર લાવી જેના લીધે પોલ્યુશન ના થાય એવી ઘણી બધી વસ્તુઓ છે જે નરેન્દ્ર મોદીએ લાવી દીધી છે અને નરેન્દ્ર મોદીએ આપણા દેશમાંથી ગરીબી પણ બહુ બધી ઓછી કરી નાખી છે અહીંયા આપણા દેશમાં બહુ બધી ગરીબી હતી અને જેને નરેન્દ્ર મોદીએ દૂર કરી છે લોકોને રોજગાર અપાવ્યા છે અને લોકોને લોકોના માટે નવી નવી યોજનાઓ ચાલું કરી છે જનધન યોજના પછી બધી ઘણી બધી છે યોજનાઓ જે નરેન્દ્ર મોદીએ ચાલુ કરી છે તેથી લોકોને મદદ થઈ રહી છે તેથી નરેન્દ્ર મોદી પણ લોકોને બહુ હેલ્પફૂલ રહ્યા છે નરેન્દ્ર મોદીએ પણ બહુ સારું કામ કર્યું છે છેલ્લા આટલા બધા વરસમાં એમને બહુ સારો વિકાસ કરી નાખ્યો આપણા દેશનો પહેલાં કોઈ દેશ આપણા જોડે કઈ વ્યવહાર નહોતો કરતો આજે એક એક દેશ આપણા જોડે વ્યવહાર કરવા માગે છે સેના માટે નરેન્દ્ર મોદીના માટે કે નરેન્દ્ર મોદીએ આપણા દેશમાં વિકાસ જ એટલો બધો કર્યો છે અને મારા નો વેપારીઓને નેતા વિષે મારો અનુભવ આ હતો